અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત રાજ્યએ શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી છે એવું કહી શકીએ શિક્ષણની ગુણવત્તા ગુજરાત રાજ્યમાં ખૂબ સારી ક્વોલિટીની છે અત્યારે કે જીથી માંડીને કોલેજ સુધીના તમામ અભ્યાસક્રમોમાં અને સ્માર્ટ ક્લાસરૂમની વ્યવસ્થા થઈ ગઈ છે શિક્ષણની ગુણ ગુણવત્તા સાથે આરોગ્યની પણ ચકાસણી કરવી શિક્ષણની અંદર નવા નવા પ્રવાહો એન સી આર ટીનો જે અભ્યાસક્રમ છે એને લાવવો એ પણ ગુજરાતની અંદર ચાલુ થઈ ગયું છે ગુજરાતમાં પ્રખ્યાત શિક્ષણની સંસ્થાઓ ઘણી બધી છે એમાંથી સૌથી પહેલી કહીએ તો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલિમ પરિષદ જી સી આર ટી ગાંધીનગર એ સિવાય ઘણી બધી સંસ્થાઓ છે ગુજરાત વિદ્યાપીઠ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે ગણપત યુનિવર્સિટી છે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે આ બધી યુનિવર્સિટીઓએ સંસ્થાઓએ ગુજરાતની ભાષાને સમૃધ્ધ કરી છે ગુજરાતમાં શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત રાખી છે અને ગુજરાત રાજ્ય શિક્ષણની અંદર સ્માર્ટ શિક્ષણ તરફ સ્માર્ટ ક્લાસરૂમ તરફ પણ ગુજરાત આગળ છે શિક્ષણમાં અવેરનેસ આવે એના માટેના જુદા જુદા પરિસંવાદો બી આર સી લેવલે સી આર સી લેવલે ચાલુ છે ક્લસ્ટર લેવલે એ ખૂબ સારી બાબત છે અને ગુજરાતમાં શિક્ષણને લગતા ઘણા બધા પ્રોજેક્ટો છે એસ એસ એ સમગ્ર શિક્ષા અભિયાન સર્વ શિક્ષા અભિયાન એના દ્વારા પણ ખૂબ સારી ફલશ્રુતિ શિક્ષણ ક્ષેત્રે આપણે હરણફાળ ભરી શક્યા છીએ અને ગુજરાતમાં શિક્ષણમાં આપણે આગળ વધી શક્યા છીએ એટલે બીજા રાજ્યોની સરખામણીમાં કહી શકાય કે ગુજરાત રાજ્ય અગ્રીમ પંક્તિમાં છે